સત્તર સપ્ટેમ્બર ઓગણીસો એકાવન બાર બાર ઓગણીસો એંશી પછી એક પાંચ સત્ત સત્તાણું પછી એક એક બાણું અને ઓગણીસ પાંચ ચોવીસ